શું સરકાર અત્યારે અલગ અલગ જગ્યાએ એમના તબીબી કેમ્પ યોજે છે જેમ કે અમુક ગામડાઓ હોય એની અંદર બ્લડ કેમ્પ પછી બ્લડ ટેસ્ટ કેમ્પ અમુક મંદિરો હોય મોટા મોટા એ જગ્યાએ કેમ્પ એવો અલગ અલગ કેમ્પ રાખતા હોય જેની અંદર આપણા શરીરનો ટેસ્ટ કરાવવાનો બ્લડ ટેસ્ટ કેન્સર ટીબી આવા બધાં ઘણાં ઘણાં કાર્યક્રમો યોજે છે